હા બોલો

હા હા યશ્વીબેન હા તમારો અવાજ નથી આવતો અચ્છા રિસિપ્ટ ક્યાં પ્રકારની જોઈએ છે તમારે

રીબીન ટાઈ તો હું બનાવી આપીશ નોરીક હોય તો લાગીએ રીબીન અને ટાય હું બનાવી આપીશ પણ પછી એનો અલગથી ખર્ચો લાગશે તમારો ટોટલ ખર્ચો છે એ છે સાડી ત્રણસો ત્રણસો પચાસનો અને જો એમાં રીબીન પછી ટાઈને ને એવું ટચ કરીએ ખીચા અને એવું પોકેટ ને એ તો એ બધું થઈ અને એ બધાનો ખર્ચો થશે તો તમારા ટોટલ ચારસો સિત્તેર રૂપિયા થાય ના આમાં કશું નહીં થાય કેમ કે કાપડ પણ લાગે એટલે કાં પછી તમે મને કાપડ લઈ આપો કા પછી જો હું કાપડ લઈશ કા પછી એ મારે જે કાપડ જેટલાંનું થયું હશે એટલા મારે એડ કરી ને મૂકવા પડશે અને પ્લસ મારી જે સિલાઈ થાય છે એટલા એના પૈસા એ પણ મારે એડ કરવા પડેને અચ્છા ઘેર હવે ઓછો હોય તો એને તો હું વધારી નઈ શકું એના માટે કપડું લાગશે અને કાપડ તમે મને લઈ આપશો કે હું લઈ લઉં તમારે જો તમારો તમારો ટોટલ ખર્ચો સાડી ત્રણસોનો થયો તો એમાં તમારે ખીચા અને ટાઈ એડ કરવી છે એટલે એનો એક્સો વીસ છે તો અને પ્લસ તમારે ઘેર વધારવી છે તો ઘેર અત્યારે કેટલી છે એ મને કહી શકો તમે કેટલા મીટર વધારવી છે તમારે અડધો મીટર વધારવી છે ને તો અત્યારે એક મીટરના સિત્તેર રૂપિયા ચાલે છે તો પાત્રીસ રૂપિયા થાય અડધા મીટરના તો એ એડ કરું અને પ્લસ મારી સિલાઈ કરું તો સો રૂપિયા થાય તો તમારે પછી પાંચસો સિત્તેર રૂપિયા દેવાના થાય ટોટલ હા તો તમારે આ ટાઇ અને આ ખીચા અને પછી આ રીબીન અને આ જે ઘેર વધારવાનો છે અડધા મીટર કાપડમાં આટલું જ છે કે એમાં કાઈ એડ કરવાનું છે આટલું જ છે ને તો હવે તમારે આનો ટાઈમ લાગશે અઠવાડીયા અઠવાડીયા જેટલો ટાઈમ લાગશે ચાલશે ને એક અઠવાડીયામાં મારે પોસીબલ નથી કેમ કે હમણાં ઘણા બધાં ફ્રી ડ્રેસ ને બ્લાઉઝને બધા આવી ગયા છે આજે જ બે અઠવાડીયામાં કરી આપીશ જો એનાથી વેહલું થાશેને તો મારાથી થશે એટલું કરીશ બની જશે ત્યારે તમને કોલ કરું હો ને